હા બોલો હા હા એમાંથી જ વાત કરું છું બોલો શું સેવા કરીએ તમારી હા હા ફ્રી જ છું વાંધો નહીં બોલો ને આપણે આમાં કેવું હોય કે આપણી જોડે હોટેલ છે અને તમે ટોટલ કેટલા લોકો છે અને કેટલી ફેમિલી છે તમારે ઓકે છ જણા તો હું એવું કહી દઈશ કે તમારી જે પ્રમાણે હોટેલ જોઈએ એ હોટેલ તમારી બે ફેમિલી એક સંગાથ રહે એવું જોઈએ કે બેવને અલગ અલગ રૂમો જોઈએ અલગ અલગ રૂમો એમને તો જો આપણે કેટલા આ તમે જે પ્રમાણે નામ કીધું એ પ્રમાણે પાંચ દિવસનો તમારો પ્રવાસ રહેશે અને એમાંથી આપણે ત્રણ દિવસ હોટેલમાં રોકવાનું છે અને બે દિવસ ગાડી દરમિયાન આપણે બહારે બહાર રોકાવાનું થશે અને કઈ તારીખ છે તમારી તો હું જરા લિસ્ટમાં જોઈ લઉં કે બુકિંગ ન થઈ ગયું હોય હોટેલ વહેલું થાય ઓકે એકથી પાંચ એમને વાંધો નહીં એ તો ખાલી જ છે એકથી પાંચ તો કંઈ વાંધો નહીં તો અને આમાં એવું રહેશે હું તમને કહું કે તમે જ્યારે પહેલી તારીખે જ્યારે દ્વારકા આવશો ત્યારે પહેલી તારીખમાં આપણે દ્વારકાનો રાઉન્ડ રહેશે એટલે આખો દ્વારકા તમને બધું જ બતાડીને શાંતિથી એ દિવસે ફરી રિટર્ન તમારે હોટેલમાં થઈ જવાનું સવાર સાંજનું બે દિવસનું એ તમને સવાર પાંચ વાગ્યે થઈ જશે તમે રાતે બાર વાગ્યે જ્યારે આવશોને દ્વારકા ત્યારે તમને હોટેલ મળી જશે હોટલમાં તમારું બે ફેમિલી રોકાઈને શાંતિથી નાહી ધોઈને સૂઈ જવાનું સવારે પાંચ વાગ્યાની આરતી હોય એ હમારી ગાડી હોટેલની નીચે જ ઊભી હશે એટલે તમારે કંઈ ચિંતા કરવાની જરૂર નહીં એટલે જો એ આપણે ગાડી તમ ગાડીમાં તો બેઉ અલગ અલગ જોઈએ કે પછી એક આખી મીની બસ જ કરી દઈએ તમારી ઓકે ચાલો તો મીની બસમાં આપણે એવું રહેશે કે પાંચ વાગ્યે અમારા હોટેલના માણસ તમને ઉઠાડશે અન પછી તમારે બધાએ રેડી થઈને બસમાં બેસીને તમને લઈ જશે દ્વારકા દ્વારકા લઈ જશે પછી હ હા એ એ બંનેની વ્યવસ્થા આપણે રાખેલી જ છે ગરમ પાણીની ઠંડા પાણીની એસી એસીવાળા મેં એસીવાળા રૂમ કેમ કે યાર ગરમી બહુ છે અહીંયા આગળ એટલે એસીવાળા જ રૂમ છે જો આપણે પહેલો દિવસ જે રહેશેને પાંચ વાગ્યાની આરતી કરીને તમને ત્યાં આગળ પૂલ બતાવશે ત્યાંનો પેલો દરિયો બતાવશે ત્યાં આજુબાજુ એક મંદિર છે તે દર્શન કરાવીને બપોરે બાર એક વાગ્યે રિટર્ન લઈ આવશે હોટલે અને હોટલે આપણે જમીને સાંજે લાઈટ શો થાય છે સાંજે લાઈટ શો થઈને રિટર્ન હોટલે અને પછી બીજા દિવસે આપણે સવારે ફરીથી પાંચ વાગ્યે નીકળવાનું થશે શિવરાજપુર બીચ છે બેટદ્વારકા છે રૂકમણીનું મંદિર છે આમાં ને આમાં આપણે પાછી સાંજ થઈ જશે તો પછી પાછા સાંજે તમને રિટર્ન લઈ આવશે અને એક ના ના હવે તો પૂલ સ્ટાર્ટ થઈ ગયો ને ના ના ના ના ના ના ના પેલો આપણો પૂલ સ્ટાર્ટ થઈ ગયો તો તમને ઓવરબ્રિજ ઉપરથી લઈ જશે હ હ અને ત્રીજા દિવસે રહેશે આપણે નાગેશ્વર દેવના ત્યાં હ હા હા બસ એ જ ત્રીજા દિવસે ત્યાંની ટ્રીપ વાગશે અને ત્રીજા દિવસે સાંજે આપણે નીકળવાનું થશે સોમનાથ માટે અને સોમનાથ બી તમારી હોટેલ પહેલેથી જ બુકિંગ જ હશે

આમાં તો તમારે અરાઉન્ડ ખર્ચો થઈ જશે ચાલીસ હજારની આજુબાજુ વ્યાજબી તો આપણે કંઈક કરી લઈશું વાંધો નહીં તમે એ તો તમારી ફ્રેન્ડનો અરે આપ્યો ને મને કે તમારા પેલા ભાઈબંધે નંબર આપ્યો છે આ હા હા એના લીધે હું હા હા એ તો તમે નામ કે કહેશો તો મને આઈડિયા આવી જશે હા હા એ તો આપણા ઓળખીતામાં જ છે વાંધો નહીં એ તો તમારે વ્યાજબી થઈ જશે આવજો ને તમે

વાંધો નહીં વાંધો નહીં મોકલી દઉં છું બરાબર અને શું કે તમારા બધાના આધારકાર્ડને તમારા નંબર મને નામ નંબર બધું મોકલી દેજોને એટલે રજિસ્ટર થઈ જાય વાંધો નહીં હું તમને ચાર્જ કહી દઈશ